સૌપ્રથમ હું એ વાતને ધ્યાનમાં રાખવા માંગું છું કે રસોઈ બનાવવી એ માત્ર મહિલાઓનું કામ નથી આ એક પ્રાચીન માન્યતા છે જે આજના સમયમાં ઘણી હદ સુધી બદલાઈ ગઈ છે મારા મત મુજબ રસોઈ બનાવવી એ જીવનની એક આવશ્યક કળા છે જેને પુરુષ અને મહિલા બંને માટે જરૂરી છે રસોઈ બનાવવા માટે કોઈ જાતિની જરૂર નથી પરંતુ રસોઈ બનાવામાં રસ અને કૌશલ્યની જરૂર છે હવે મારા પરિવારની વાત કરું તો અમારા પરિવારમાં પુરુષો પણ રસોઈ બનાવે છે મને એ વાતનો આનંદ છે કે મારો ભાઈ પણ રસોઈ બનાવવામાં નિપુણ છે તે ઘણી વાર અમને સરસ અને સ્વાદિષ્ટ ભોજન બનાવીને જમાડે છે અમારા પરિવારમાં બધા સભ્યોને રસોઈ બનાવાનો આનંદ છે અને તે કોઈ જાતીય કામ નથી એવું માનવામાં આવે છે આ જિંદગીમાં તમામ કૌશલ્ય મહત્ત્વપૂર્ણ છે અને રસોઈ બનાવવાનું એ પણ એક કૌશલ્ય જ છે રસોઈ બનાવવી એ માત્ર પેટ ભરવું એટલું નથી પરંતુ એક કૃતિ છે જેમાં પ્રેમ રુચિ અને કાર્યનિષ્ઠા હોય છે આજના સમયમાં ઘણા પુરુષો રેસ્ટોરન્ટ હોટલ અને અન્ય ખોરાક ઉદ્યોગોમાં સફળ રસોઈયા તરીકે કાર્ય કરી રહ્યા છે તેઓનું કૌશલ્ય અને ખોરાક બનાવવાની વિશેષતા ખૂબ પ્રશંસનીય છે આ દર્શાવે છે કે રસોઈ બનાવવું ફક્ત મહિલાઓનું કામ નથી પરંતુ કોઈ પણ વ્યક્તિ એ કળામાં નિપુણ થઈ શકે છે નિષ્કર્ષરૂપે મને લાગે છે કે સમય બદલાઈ ગયો છે અને રસોઈ બનાવાનું તમામ માટે છે તે પછી પુરુષ હોય કે મહિલા આ માટે હું કહેવા માંગું છું કે રસોઈ બનાવવામાં કોઈ જાતિનું ભેદભાવ હોવો જોઈએ નહીં તે બધા માટે એક ખુશીદાયક અને જીવનવ્યાપક કળા છે